બિઇંગ અ કાઠિયાવાડી ગામડું એટલે અમારું યાર આમ એક કહેવાય ને કે ઇમોશન છે ગામડું એટલે પણ શું કરીએ હવે કામ ધંધા માટે સુરત આવી ગયા છીએ કારણ કે ખેતી કરવી તો ગમતી નથી હવે સુરતમાં છીએ પણ અહીંયાનું વાતાવરણ ખાવા પીવાનું રસ્તા રોડ રસ્તા આહાહાહા આટલા ખરાબ ને શું વાત કહું તમને પણ અમે છે ને એક સારું છે અમારું કે દર છ મહિને અથવા તો દર ચાર મહિને છે ને અમે અમારાં ગામડે જઈએ છીએ ગામડાંની હવા લઈએ ગામડાનો ખોરાક ગામડાનાં ખેતરમાં જઈએ લોકોને મળીએ અને એટલો આનંદ થાય ને અમને કે એ આનંદ અમે શહેરમાં ગમે એટલા ફાઇવ સ્ટાર હોટલમાં જઈએ ને તો પણ એવો આનંદ તો ના જ આવે જે ગામડાના રોટલા અને શાકમાં આવે આ હાહાહા ઘરની વાડીનો તાજા તાજા રીંગણા આવ્યાં હોય એનો ઓળો બનાવ્યો હોય આ હાહાહા અને ગામની માવડિયું આહા જે રોટલો બનાવે સાત પાણીએ મળીને રોટલો બનાવે કે કઠિયાવાડમાં એવી કહેવત છે કે સાત પાણીનો મળીને રોટલો બનાવે ને એનો સ્વાદ કંઈક અલગ જ આવે અને ઘરની વાડી હોય મસ્ત લીમડા નીચે બેઠાં બેઠાં જે આનંદ પવન આવતો હોય આ હાહાહા હા ગામડામાં તો એ વાત જ અલગ છે અને શહેરમાં તો તમને એ વસ્તુ જોવા જ ન મળે તમારે પવન ખાવો હોય ને તો તમારે છત ઉપર જવું પડે કહેવાય કે અગાશી ઉપર એ બાર માળની બિલ્ડિંગ હોય બાજુમાં બીજી પચીસ માળની બિલ્ડિંગ હોય તો પવન તો આવવાનો જ નથી બોસ પણ ગામડામાં અમારે એ સારું કે તમે જ્યાં જાઓ એકદમ ખૂલ્લી જગ્યા કંઈ માથાકૂટ જ નહીં હેં ગમે ત્યાં બેસો ને અરે ગામમાં કોઈ ઓળખે કે ના ઓળખે તમે દાદાનું નામ આપો ને તોય તમને ઘરે ચા પીવા લઈ જશે એ વ્યક્તિ પછી એ તમને ઓળખતો હોય કે ના ઓળખતો હોય પણ તમારા દાદાનું નામ અને તમારી અટક આપો અટલે ગામડાનો વ્યક્તિ તમને આમ ભેટી પડશે એને થઈ જશે કે આહા મારા ગામનું ક્યાંક વ્યક્તિ આવ્યું છે મારો મહેમાન છે તો એ તમને ઘરે લઈ જશે ચા પાણી અને વધુ તમે ફોર્સ કરશો તો તમને જમવા પણ રોકી દેશે અને એવું નહીં કે જમવા રોકી દીધો એટલે ખાલી શાક રોટલી બનાવીને ચાલતા ના તમારા માટે છપ્પન ભોગ છપ્પન ભોગ પણ ઓછાં પડે ને આટલી વાનગીઓ બનાવશે ભાઈ કારણ કે ગામડાનાં લોકોમાં આટલી દયા ભાવ છે એટલા પ્રેમાળ લોકો છે ને ગામડામાં કે એ તમને સિટીમાં તો જોવા જ નહીં મળે સિટીમાં કહેવાય ને કે ભાઈ રોટલી વધી હોય ને તો કૂતરાને ખવડાવે પણ ગામડામાં ના ના પહેલી રોટલી ગાય માટે ને છેલ્લી રોટલી તો કુતરા માટે જ તે એ સ્પેસ્યલ બનાવે એવું નહીં કે ભાઈ ઘરમાં કોઈને નથી ખાવી તો હવે કૂતરાને આપી દઈએ શહેરમાં એ બને અમારા ગામ ગામડામાં ના બને બૉસ એટલે મને તો ભાઈ જો ગામડું ગમે છે પણ હવે કામ ધંધા માટે ને એ બધા માટે સુરત આવવું પડે અમને પણ કંઈ ઉજાગરા કરવાના સુરતમાં મઝા નથી આવતી પણ ગામડામાં જઈએ એટલે પાણી વાળવા રાત્રે તો જવું પળે ભાઈ એ વસ્તુ અલગ છે પણ ગામડું એ ગામડું છે અમારું કારણ કે ગામડામાં જઈએ તો એક તો તમારું મન પ્રફુલ્લિત થાય કારણ કે હવા એટલી શુદ્ધ હોય ત્યાં અને ખાવા પીવાનું પણ સારું મળે તમે અહીંયા ગમે તે દૂધની બાટલી લઈને આવો એમાં કેટલી ભેળસેળ હોય દૂધના પાવડર પીવે શહેરમાં તો હવે રામ જાણે કે દૂધના પાવડરમાં દૂધ આવતું હોય કે બીજું કંઈક આવતું હોય હેં પણ અમારા ગામડામાં ઘરે ઘરે ભેંસ ગાય બકરી કંઈપણ તમને મળે ચાલો તમારા ઘરે ના હોય તો બાજુનાં ઘરેથી તમે શહેરથી સુરત જાઓ એટલે તમને એક બરણી દૂધ આપી જ જાય અને ગામની માવડીઓએ મસ્ત એક કિલો ઘી આપણાં માટે તૈયાર રાખ્યું હોય કે ભાઈ અમારા છોકરા આવશે દિવાળીએ એટલે મસ્ત ઘીની વસ્તુઓ કરીને જમાડીશું અને ગામડે જઈએ હું તો ભાઈ શહેરમાં રહેલો ખાવા પીવાનું ઓછું પણ ગામડે જાઉં મામાનાં ઘરે જાઉં એટલે મારો બે કિલો વજન તો એમ જ વધી જાય અઠવાડિયામાં બે કિલો વજન વધી જાય શું કામ કારણ કે પ્યોર દૂધ અહીંયા ગાય ગાયનું દૂધ હોય બરાબર તો કેટલું તો પાણી નાખે આ નાખે તે નાખે ગરમ કરો આ કરો એના કરતાં ગામડાનું મસ્ત જો તબેલામાંથી સીધું તાજું દૂધ આવે અને આપણને પીવા મળી જાય હેં તો ગામડાની તો યાર વસ્તુ અલગ છે અટલે જ કહું છું કે શહેરમાં ભલે રહો શહેરની ઇમારતો બહુ સારી છે ફાઇવ સ્ટાર હોટલોમાં તમને એસીનું સુખ મળશે પણ ગામડામાં જઈને ખેતરમાં જે ઠંડો પવન આવશે ને બોસ આ હાહાહા તમને સ્વર્ગ સ્વર્ગ શું છે અહીંયા ગામડામાં જાઓ તો તમને સ્વર્ગની ખબર પડે એટલે તો કહું છું ભાઈ તમને ટાઈમ મળે ચાર મહિને છ મહિને અરે વર્ષે એકવાર પણ દસ દિવસ તમે ગામડામાં રહી આવો તમારું આયુષ્ય આમ વધી જશે બોસ